નોકરીના સ્થળ ઉપર કોઈનાથી માનો કે તકરાર થાય તો તેને બને ત્યાં સુધી તકરાર કરતા નથી કોઈ અહીંયા મુલાકાતમાં આવે કોઈ ઓફિશ્યલી કામથી આવે તો એને આપણે સંપૂર્ણ સહકાર આપીએ છીએ અગર કોઈ વ્યક્તિ તકરાર કરવાના ઝઘડા કરવાના મૂડમાં આવ્યો હોય તો તેને પણ શાંતિથી એને આવકાર આપી બેસાડી એને પાણી આપવું ચાનું પૂછીએ અને બને એટલી એને શાંત થઈ જાય એનો ઠંડો થઈ જાય તે રીતની વર્તણૂંક કરી કે જે જેમ કે એને પૂછવું કે ભાઈ બોલોને આપનું શું કામ હતું આપને ક્યાં મૂંઝાણા છો જે કંઈ હોય એ એમને કહો અમે તમારી દરેક વાતને તમારા જે કામથી આવ્યા છો એ કામને અમે સંપૂર્ણ ન્યાય આપીશું એવી પરિસ્થિતિમાં સામે માણસના એના દિલની વાત એ આપણને કહીં દે એવી રીતે એના એવા ભાવથી એને શાંતિથી બેસાડી એને સમજવાનો પ્રયત્ન કરીએ અને ગમે તેવી તકરાર હોય તો પણ એને એક વખત ક્ષમા આપી એને ફરી બોલાવી અને માનો કે મિત્ર આપણા જે સ્ટાફનો માણસ હોય કે ચાહે બહારથી કામથી આવેલ માણસ હોય અને તકરાર થઈ ગઈ તો પણ એને બોલાવી બેસાડી એને શાંત પાડી એને પાણી પાવી અને એના જે કંઈ પ્રશ્નો છે મૂંઝવતા એનો સાંભળી અને એની એ પરિસ્થિતિને આપણે ધીરે ધીરે એને હેન્ડલ કરી એ દિવસે ન થાય એવું એવું હોય તો એને કહીં દઈએ કે ભાઈ તારું કાલે કામ કરી દઈશું તારે ધક્કો ખાવાની જરૂર નથી અન તને ઘરે બેઠા મેસેજ આપી દેશું આવી રીતે આ પરિસ્થિતિને ધીરે ધીરે પહોંચી વળવા માટે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એને કેવી રીતે સરળ કરીએ તે આપણા હાથમાં છે કે કપરી પરિસ્થિતીને પણ પહોંચી વળીએ અને તકરાર ગમે તેવી હોય તો પણ શાંતિથી તેનો નિરાકરણ લાવી અને એનો ઉકેલ કરીએ છીએ અસ્તુ